હા મમતા પટેલ બોલું છું હા મારે જોબ માટે ઇન્કયારી કરવી હતી હા હા હા હા હા મેં ન્યૂઝ પેપરમાં જ આપની એડ દેખી હતી એમાંથી કોલ તમને કર્યો તો ઇંગ્લિશ ટીચર માટે મારે માહિતી જોઈએ છે

ઓકે હા હા હા તો હું તમને ક્યારે મળી શકું ઇન્ટરવ્યૂ માટે હા હા હા હા હા હા હા હા બરાબર હા હા

ઓનલાઈન ઓકે હા હા હા ઓકે કયા સ્ટાન્ડર્ડમાં જોબ મળશે હા ઓકે ઓકે હા હા બી એ વિથ ઇંગ્લિશ

હા છે ઓકે હા થેંક્યું

ઓકે ઓકે હા ઓકે હા હા હા કે થેંક્યું